હલો બેબી મસાજ સેન્ટરમાંથી બોલો છો હા મસાજ માટે ઇન્ક્વાયરી કરવી હતી હા એટલે કયા કયા ટાઈપના હોય છે મસાજ અચ્છા અચ્છા અચ્છા એટલે આખો બોડી મસાજ આવશેને અચ્છા અચ્છા તો એ કેટલા મિનિટનો રહેશે એટલે ત્રીસ મિનિટ કંપલ્સરી સુઈ જવું પડે એવું પણ આમાં તમે તેલ કયું વાપરો છો અને જનરલી આમ મસાજ મેલ કરશે કે ફિમેલ ના ના બેન મેલ જ મેલ જ જોઈએ છે બેન મેલ જ જોઈએ છે હા હા સારું બેન તો કેટલા વાગ્યા સુધી ખૂલ્લું રેહશે તમારું મસાજ પાર્લર

ઓકે બુકિંગ ફોન પર કરાવવાનું રહેશે કે ત્યાં આવીને મળી જશે ઓકે ઓકે ઓકે મેડમ થેન્ક યુ મેડમ ઓકે થેન્ક યુ